વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ આરોગ્ય સંભાળમાં ઘણો બધો મહત્ત્વનો રોલ ભજવે છે જેમ કે ઘણી વખત ડોકટરો દૂર હોય તો ત્યાં બેસીને પણ અહીંયા દર્દીની સારવાર કરી શકે છે અને કોવિડ મહામારીમાં કોવિન એપ્લિકેશન હતું એ કોવિન એપ્લિકેશન બહુ સારો મને મદદ કરી છે કે મારા આસપાસના વિસ્તારમાં ક્યાં ક્યાં કોવિડના કેસ છે કેટલો રેડલાઇટ એરિયા રેડ ઝોન કેટલો એરીયા છે કે ત્યાં જ્યાં મારે નથી જવાનું એ બધી માહિતી મને સીધું ડાયરેક્ટ એપ્લિકેશનમાંથી મળી જતી હતી એના માટે મારે બીજા કોઈને પૂછવાની કે એવી કોઈ જરૂર પડતી ન હતી